હા હું ઢોલ વગાડું છું મને ઢોલ વગાડવાનો બહુ જ શોખ છે બીજું મને ગાવાનો બહુ શોખ છે મને સંગીત વિશે બહુ સારી રુચિ છે મને વાજિંત્રમાં ગિટાર શીખવાનું મને વધુ ગમશે કોઈપણ જૂનાં ગીતો નવા ગીતો હું સારી રીતે ગાઈ શકું છું અને ના આવડે તો કોશિશ પણ કરી અને ગમે તેમ રીતે એને હું ગાવાની કોશિશ કરું છું સંગીતમાં મારી રુચિ વર્ષોથી છે લગભગ હું જ્યારે નાનક નાનો હતો ત્યારથી હું સંગીતમાં રુચિ ધરાવું છુ અને ત્યારથી હું થોડું થોડું થોડું ગાવાની કોશિશ કરતો હતો અને અત્યારે હું એમાં નિપુણ છું બીજું સંગીત કલાકારો વિશે મને જાણવાનું ગમે છે એમની જીવનશૈલી

એમનું વ્યક્તિત્ત્વ બધું લગ્ન પ્રસંગમાં અમારા કોઈના પણ નજીકનાં ફ્રેન્ડ સર્કલ છે મિત્રો છે કે કોઈપણ મારા સગા સંબંધી છે એમનાં લગ્નની અંદર હું સામે ચડીને ગીતો ગાઉં છું